હા મારા રોજિંદા જીવનમાં મેં યોગને ખૂબ પ્રાધાન્ય આપેલ છે વહેલી સવારમાં ઊઠીને યોગાસનો કરવા સુર્ય નમસ્કાર કરવા થી મારે મારી જે સવારની જે બધી ક્રિયાઓ છે એની અંદર પણ મને ઘણો બધો ફાયદો છે એ થયો છે મારા શારીરિક સ્વાસ્થ્ય સ્વસ્થ રહેવાને કારણે મને ખૂબજ સંતોષ થાય છે મેં મારા મિત્ર સર્કલની અંદર પણ એ અનુભવેલું છે અને એ લોકોના પણ જે યોગ વિશેના પ્રતિભાવો છે એ ખૂબજ સારા છે એ પણ મને યોગ કરવાથી મનને સંતુષ્ટ થાય છે અને મારું શારીરિક સ્વાસ્થ્ય સ્વસ્થ હોવાને કારણે જીવન જીવવામાં મને ખૂબજ મજા આવે છે એવા પ્રકારના એના પ્રતિભાવ જાણીને મને પણ યોગ વિષે પ્રેરણા મળેલી છે હું મારા રોજિંદા જીવનની અંદર યોગ છે એને કોઈ ને કોઈ પ્રકારે સ્થાન છે એ આપું છું મારા નજીકના જે મારું કાર્યસ્થળ છે ત્યાં પણ હું બધા લોકોને અનુલોમ વિલોમ પ્રાણાયામ છે કે ધ્યાનમાં બેસવાનું ચાલવાનું સુર્ય નમસ્કાર ચંદ્ર નમસ્કાર આ તમામ પ્રકારનાં જે યોગ વિશેના એના યોગના ભાગ છે મુદ્રાઓ છે હાથની મુદ્રાઓ કરવાથી પણ કેટલા રોગથી દૂર રહી શકાય અને એના લાભ અને ગેરલાભ આ તમામ બાબતો છે એ હું એમને જણાવું છું એનેથી મને પણ આત્મસંતોષ ખૂબજ મળે છે